સરકાર દ્વારા અમારા સમાજમાં રોગ અને તબીબી સંભાળ માટેના શૈક્ષણિક અને જન જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવે છે એવું મારા ધ્યાનમાં છે સરકાર દ્વારા લોકકલ્યાણ મેળાઓ યોજવામાં આવે છે મેડિકલ કેમ્પો યોજવામાં આવે છે અને મેડિકલ કેમ્પની અંદર જુદા જુદા તજજ્ઞ ડોકટરોને બોલાવીને લોકોને શરીર તપાસ કરાવવામાં આવે છે નેત્ર નિદાન કેન્દ્ર નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવે છે જેમાં લોકોને આંખની તપાસ કરવામાં આવે છે અને તે કેટલાક કિસ્સામાં મફત ઓપરેસન કરી આપવાનો પણ કેમ્પ યોજવામાં આવે છે તે જ રીતે કિડની માટેના રોગો માટે અને આંતરડા માટેના રોગો માટે પણ આવી રીતે નિદાન કેમ્પો યોજવામાં આવે છે ને જેને કારણે લોકોને ઘણો ફાયદો થાય છે તે ઉપરાંત લોકોમાં જનજાગૃતિ આવે તે માટે નૃત્ય નાટિકા અને રિક્ષા દ્વારા પણ જાણ કરવામાં આવે છે જ્યારે વરસાદની સિઝન હોય છે અને પાણી ભરાયાં હોય છે તો ત્યારે પણ લોકોને જણાવવામાં આવે છે કે તમે ભરાયેલાં પાણી આગળ મચ્છર ન થાય તેની તકેદારી રાખો કુંડાઓમાં પાણી નહીં રાખો એ રીતે જનજાગૃતિ કરીને લોકોને છે તે તબીબી સંભાળ માટે જાણ કરવામાં આવે છે ઉપરાંત મેડિકલ કેમ્પોની અંદર લોકોને શારીરિક તપાસ કરી એમની ફ્રી દવા આપવામા આવે છે અને દવા આપ્યા પછી તેનું ચકાસણી પણ કરવામાં આવે છે કે દવા કેટલી કારગર થઈ અને હજુ રોગ કેટલો થયો છે કેટલો બાકી છે અને તેવી જ એની તપાસ સંભાળ પૂરેપૂરી કરવામાં આવે છે અને મફત સારવાર મફત નિદાન કેન્દ્રો પણ કરવામાં આવે છે એને કારણે લોકોને ઘણો ફાયદો થાય છે અને શૈક્ષણિક રીતે પણ એ લોકોને જનજાગૃતિ કરવામાં આવે છે બાળકોને પણ સ્કૂલોમાં પણ આની અંદર જણાવવામાં આવે છે કે શારીરિક તબીબી સંભાળ રાખવી જોઈએ સ્વચ્છતા જાળવવી જોઈએ અને સ્વચ્છતાથી આપણી છે તે રોગ થાય નહીં પ્રીવેન્ટિવ મેડિસિન તરીકે લોકોને જાગૃત કરવામાં આવે છે